રવિવારના દિવસે અમને અમારી એક મનપસંદ હોટલમાંથી ખોરાક મંગાવવાની ઇચ્છા થઇ પરંતુ અમને તે વાતની જાણ ન હતી કે રવિવારના દિવસે તે હોટલ ખુલ્લી હશે અથવા તો જો ખુલ્લી હશે તો તે ઘર સુધી ખોરાક પહોંચાડે છે કે નહીં આ સમસ્યાના સમાધાન માટે અમે ઇન્ટરનૅટ પરથી હોટલનો નંબર શોધ્યો અને તે નંબર પર કૉલ કરી હોટલના મેનેજર સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે શું તેઓ ઘર સુધી ખોરાક પહોંચાડે છે તેમની સાથે વાત થયા મુજબ અડધી જ કલાકની અંદર તેઓએ અમારા ઘર સુધી ખોરાક પહોંચાડી દીધો